ઈન્ટરનેટ એ માહિતી માહિતીનો અખૂટ સ્ત્રોત છે જે વ્યક્તિને કોઈપણ વિષયની સંપૂર્ણ સમજ મેળવવામાં મદદ કરે છે જે પહેલાં અશક્ય હતું પરંતુ આજે ઈન્ટરનેટના ઉપયોગથી રાજ્ય દેશ વિશેની કોઈપણ માહિતી આપણે અસાધારણ રીતે મેળવી શકીએ છીએ આથી ઘણી બધી નવી નવી બાબતો જાણવા અને સમજવામાં અવિરત શશક્તિ પ્રાપ્ત થઈ છે ઈન્ટરનેટ પર વિવિધ ન્યૂઝ પોર્ટલની હાજરી મને રોજબરોજના સમાચાર સરકારી નીતિઓ અને રાજકીય પરિવર્તનો વિષે તરત જ જાણકારી આપે છે ઉદાહરણ તરીકે જો હું ગુજરાત અથવા ભારતના કોઈ નવી કાયદાકીય સુધારણા અથવા યોજનાની જાણકારી મેળવવા માંગુ છું તો હું માત્ર એકમ કે એકજ ક્લિકમાં તે જાણકારી મેળવી શકું છું ઇન્ટરનેટની મદદથી હું મારા રાજ્ય અને દેશના ઐતિહાસિક સ્થળો પ્રસિદ્ધ વ્યક્તિઓ સાંસ્કૃતિક વારસાઓ વીશેની કોઈપણ માહિતી મેળવી શકું છું આમાં માત્ર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ ભારતીય સિદ્ધાંતો તથા મારા રાજ્યના લોકપ્રિય તહેવારો અને પરંપરાઓ વિશે વિસ્તૃત માહિતી સરળતાથી ઉપલબ્ધ છે ઈન્ટરનેટ પર વિવિધ ડિજીટલ પુસ્તકો અને શિક્ષણ પ્લેટફોમ ના માધ્યમથી મેં રાજ્ય અને દેશની અભ્યાસ સામગ્રી સરળતાથી મેળવી છે ઘણા રિસર્ચ પેપર સરકારી રિપોર્ટ્સ અને શૈક્ષણિક સામગ્રીઓ ઉપલબ્ધ હોવાથી રિસર્ચ કાર્ય વધુ સુવિધાસભર બની ગયું છે ઈન્ટરનેટ દ્વારા હું મારા રાજ્યના અને દેશના વિવિધ સરકારી વિભાગો અને અધિકારીઓ સાથે વિવિધ સંપર્કો સીધો સંપર્ક કરી શકું છું સરકારી વેબસાઇટ અથવા સોસિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોક પ્રતિનિધિઓ સરકારી વિભાગો સાથેના સવાલ કરી શકે છે તથા જાહેર સેવા સબંધી માહિતી સરળતાથી મેળવી શકાય છે ઈન્ટરનેટના માધ્યમથી મારા દેશ કે રાજ્યમાં શું નવા પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે સરકાર કે ખાનગી ક્ષેત્ર કે દ્વારા કઈ મોટી ઇન્વેસ્ટ યોજાઇ ઇવેન્ટ્સ યોજાઇ છે તે વિષે માહિતી મેળવવી અત્યંત સરળ છે ઉદાહરણ તરીકે ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું યુનિટીનું નિર્માણ અને તેનો ઈતિહાસ ઐતિહાસિક મહત્વ કે તેના પર થઈ ગએલ થઈ રહેલા વિજ્ઞાન અને ઇન્ફ્રાસ્ટ્રકચર આધારિત અભ્યાસ વિષે જાણકારી મળી રહે છે ઈન્ટરનેટ પરથી માહિતી મેળવવા માટે હું વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરું છું જેની મદદથી હું વિશ્વસનીય અને સચોટ માહિતી મેળવી શકું છું જેમકે ગૂગલ સૌથી સરળ અને ઝડપી રસ્તો એ ગૂગલનો છે હું વિષય પ્રમાણે યોગ્ય કી વર્ડ ટાઈપ કરીને જેમકે ગુજરાતનું અર્થતંત્ર ભારતની વિદેશ નીતિ ગુજરાતનાં વનસ્પતિ ઉદ્યાનો વગેરે મને મને જરૂર હોય તેવી માહિતી શોધું છું ગૂગલ તુરંત જ અનેક વેબસાઇટનો સંગ્રહ બતાવે છેને જેના માધ્યમથી યોગ્ય માહિતી મેળવી શકું છું હું મારા રાજ્ય અને દેશ વિષે સચોટ અને અધિકૃત માહિતી મેળવવા માટે સરકારી વેબસાઈટનો પણ ઉપયોગ કરું છું ઉદાહરણ તરીકે ભારતીય જન ગણના વિકાસ યોજનાઓ અને સરકારની નવી નીતિઓ વિષે હું માહિતી મેળવવા માટે હું ભારત સરકારના પોર્ટલ અથવા ગુજરાત સરકારના પોર્ટલનો ઉપયોગ કરું છું આજે સોસિયલ મીડિયા પણ માહિતી મેળવવા માટેનું એક મોટું માધ્યમ છે મારા રાજ્યના સાંસ્કૃતિક રાજકીય આંદોલન અને તાજેતરના ઇવેન્ટ્સ વિષે માહિતી મેળવવા માટે હું સોસિયલ મીડિયા ઉપર ન્યૂઝ ચેનલ સરકારી વિભાગો અને ચેમ્બર્સ ઓફ કોમર્સ જેવા સંગઠનોને ફોલો કરું છું જેમકે આપણે કંઈ પણ અત્યારે જોઈતું હોય જે જેમકે મારે ક્યાંય બહાર જવું હોય તો હું સૌથી પહેલાં ઈન્ટરનેટ નો જ ઉપયોગ કરું છું જેમકે મારે પહેલાં ક્યાંય જવું હોય તો હું પહેલાં તે રાજ્ય વિષેની માહિતી મેળવું તેના મેપ ગૂગલ મેપ ઓપન કરું આને ત્યાંનાં રાજ્ય માર્ગો અને ત્યાંનાં ત્યાંનાં માર્ગોનું સર્ચ કરું પછી ત્યારબાદ તેમાં કઈ કઈ હોટલ્સ સારી છે તે જાણવા માટે પણ હું અત્યારે હાલના સમયમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે પછી છે વિકીપીડિયા અને શૈક્ષણિક સ્ત્રોતો જો હું વિશાળ વિષયો ઉપર ઇતિહાસ ભૂગોળ અથવા સાંસ્કૃતિક પાસાની મૂલ્યવાન માહિતી મેળવવા માગું છું તો હું વિકીપીડિયા વલોગ્સ જનરલ આર્ટિકલનો ઉપયોગ કરું છું જો મારે ભારતનું બંધારણ અથવા ગુજરાત ને ઐતિહાસિક રાજ્યો વિષે જાણવું હોય તો હું વિકીપીડિયા જેવા વિશ્વનીય સ્ત્રોત મને વિગતવાર માહિતી પૂરી પાડે છે